હા બોલો બોલો કયો ક્યા વિસ્તારની વાત કરો છો તમે જી જી જી ના ના ના એ ભાઈ ગઈ ગઈ મિટિંગ અમારી થઈને કૉર્પોરેટરની મિટિંગ એમાં પણ આ ઇસ્યૂ હતો જ અને અમે કમિશ્નરને પણ આવેદનપત્ર આપ્યું છે એમને પણ સાઈટ વિઝિટ કરાવવાના જ છીએ લગભગ દસેક દિવસ પછીનો ટાઈમ આપ્યો છે એટલે એ તમારા વિસ્તારના જે પ્રશ્નો છે ને એ થોડાક ટૉપ પ્રાયોરીટીમાં જ છે પણ એમાં જે પાણીના જે ઇસ્યુ છે ને એક એમાં જે સિટી એન્જિનિયર છે ને આપણે બહેરામપુરાના એ એવું કહેવું હતું જે નવી લાઈન નખાશે ને ત્યારે જ આવશે કારણ કે અત્યારની લાઈનમાં કંઇક પ્રૉબ્લેમ છે એ લોકોને એટલે બાકી કચરાની ગાડીને એ જે ઈસ્યૂ છે ને એ તો કદાચ તમારા નૅક્સ્ટ વીકમાં ચાલું થઈ જશે એટલે તમે સારું કર્યું ધ્યાન દોર્યું પણ તમારે ત્યાં પેલા એક જીવરાજભાઈ કરીને છે ત્યાં એક કોઈ કાર્યકર આગેવાન આગેવાન છે હા એ પણ લાસ્ટ ટાઈમ કંઇક ત્રણ ચાર દિવસ પહેલાં આવ્યા હતા અને આવેદનપત્રમાં આ બધા મુદ્દા હતા જ તમારા એટલે એમે ઉપલા લેવલે બધી રજૂઆત કરી છે વાત પણ થઈ ગઈ છે પણ હવે વડીલ આ બધુ કેવું છે કે આ ચોમાસાનો ટાઈમ છે ને એટલે થોડોક તમારે ટાઈમ ખેંચવો પડશે પંદરેક દિવસ ના ના એમાં લાઈટમાં છે ને ના ના વડીલ વડીલ શું આપનું નામ શું છે આપનું નામ શું હા પુરુષોત્તમભાઈ જો તમને કહું એ લાઈટની વાત પણ મને ખબર છે એ લાઈટ વખતે પણ ઇસ્યૂ ઊભો થયો તો ને એમાં બજેટ આપવાનું છે એટલે મેં મારું પોતાનું બજેટ કૉર્પોરેટરનું અને અમારી જોડે બીજા કૉર્પોરેટર રેખાબેન છે ને એમનું પણ મેં બજેટ અપાવ્યું છે એટલે બંનેનું બજેટ ભેગું કરીને એ લાઈટનાં કંઈક ચૌદ ચૌદ થાંભલા આપણે અપ્રૂવ કરાયા જ છે પણ એ અત્રે ચોમાસામાં અંડર ગ્રાઉન્ડ લાઈન ખોદાય નહીં ને એ માટે કામ અટકેલું છે એ લગભગ પંદરેક દિવસ રાહ જુઓ ને કચરાની ગાડી માટે ગઈકાલે જ વાત થઈ છે એટલે તમારા જે આ બે પ્રશ્નો છે ને કચરાની ગાડીનો અને લાઇટનો એ તો પ્રોસિજરમાં જ છે પણ પેલું જે પાણીની પાણીનો પ્રશ્ન છે ને એ આખી લાઈન કંઇક નવી નાખવાની છે પ્રેશર મળ મળતું નથી એટલે એમાં કદાચ થોડીક તમારે રાહ જોવી પડશે અને તમે ના ના સાચી વાત તમારી તમારી એકદમ સાચી વાત છે કે હૅલ્થનો સ્ટાફ થોડો એ પ્રકારનો એક કામ કરીએ આપણે તમને છે ને જો ટાઈમ હોય ને તો તમારે ત્યાંથી આપણે બે ત્રણ ઍક્ટિવ ઍક્ટિવ મૅમ્બર હોય ને તો હું નૅક્સ્ટ ટાઈમ અમારી વીકલી મિટિંગ હશે ને એમાં સિટી એન્જિનિયર હોય છે હેલ્થવાળા પીએચએસ પણ હોય છે એ બધાની જોડે તમને ઓળખાણ બી કરાવી દઉં ને મિટિંગ કરાવી દઉં એટલે તમે ડાયરૅકટલી પણ એમને ફરિયાદ કરી શકો એટલે મારે એવું પણ નથી કરવાનું કે તમને ડાયરૅક્ટ એમની સાથે ભિડાવી દેવાના પણ તમને એક વિશ્વાસ પડશે નૅક્સ્ટ મિટિંગમાં અને એ લોકોની જે કામ કરવાની પદ્ધતિ છે ને એમાં થોડું ઈમ્પ્રૂવમેન્ટ આવશે એમ તમે કહેશો અમે કહીશું ને જ્યારે લોકોના વિસ્તારના લોકો ડાયરૅકટલી કહેશે ને તો એ થોડું વધારે ઈફૅકટિવ બનશે એટલે ના ના ના ના ના ના એવું એવું એવું એવું નહીં થાય એવું નહીં થાય જુઓ તમે પણ અમારા કાર્યકર જ છો અમારે પણ વિસ્તારમાં ફરી ચૂંટાવાનું છે એટલે બધાને સાથે રાખીને કામ કરવાનું છે તો એક કામ કરીએ હવે અત્યારે થોડું મારે એક અરજન્ટ કામ છે એટલે મારે થોડોક ટાઈમનો અભાવ છે હું તમને છે ને આવતી મિટિંગમાં ચોક્કસ બોલાવીશ અને આપણે જોડે બેસીને સહકારથી બધા પ્રશ્નો સૉલ્વ કરીશું બરાબર ઓકે ઓકે બૉસ થૅન્ક યુ થૅન્ક યુ